યુવાનોમાં બેરોજગારી એટલે વધારે વધી રહી છે કે યુવાનો

ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેના લીધે ભણતર હોવા છતાં ગણતર નથી એવું કહી શકાય ગુજરાતી કહેવત પ્રમાણે એવું આપણે તારણ કાઢી શકીએ છીએ નોકરીની વધુ તક ઉભી થાય એ માટે સરકારે આવશ્યક પગલાંઓ ભરવા જોઈએ જેવાં કે શિક્ષણની ગુણવત્તા સુધારવી જોઈએ આ આવડત વિદ્યાર્થીઓમાં આવડત કેળવી શકાય તેવી તાલીમ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ શિક્ષણનાં સ્તરમાં સુધારો કરવો જોઈએ શિક્ષણમાં અમુક જે પુસ્તકિયું જ્ઞાન અત્યારે થઈ ગયું છે ગોખણિયું જ્ઞાન તેના ઉપરથી ધ્યાન હટાવીને કોઈપણ આવડત કેળવવામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ